હલો નમસ્કાર સર આપણે ગૌરવ લાઈબ્રેરીમાંથી વાત કરો છો તો એમાં આપણે કેવી રીતનું છે વાંચવાનું બરાબર બરાબર

બરાબર એટલે રાત સાંજે કેટલા વાગ્યા સુધી હોય એટલે ચોવીસે કલાક ખૂલ્લી જ હોય છે એમ બરાબર એ રાતનું રા હં

બરાબર અને બૂક તો ગમે તે બૂક મળી જ રહેશે ને જ વાંચવી હોય તે બૂક પોલીસની બરાબર એટલે કઈ કઈ બૂકો છે ત્યાં

બરાબર બરાબર તે ફીસમાં કઈ રીતનાં હોય પછી હજાર રૂપિયા પાંચ હજાર પણ

બરાબર એટલે પહેલાં પચાસ ટકા આપવાનાં પણ છ મહિના પૂરાં થયા પછી પચાસ ટકા એમને બસ બરાબર એટલે ફીસમાં કંઈ આઘુપાછું થાય ખરું

બરાબર હા તે વાંધો નહીં આ હં બરાબર એટલે

હં એટલે એકલું અધાર કાર્ડ કે બીજું કોઈ ડોક્યુમેન્ટ ખરું ફોટા બોટા કે બરાબર હા તે અને ફીસમાં બધી એક સંગાથે ભરીએ તો પછી બરાબર હં હં હા તે વાંધો નહીં ચાલો તો અત્યારે હું આવી શકું છું ખરાં તો તમે ત્યાં હાજર જ છો ને ઓકે ઓકે તો ચાલો કોલ બે કોલ કરું બરાબર તમને